ગુજરાત રાજ્યમાં મુખ્ય સ્વાસ્થ્ય સંભાળ નીતિ અને નિયંત્રણો મુખ્યત્ત્વે વિશ્વ હેલ્થ ઓર્ગેનાઇજેશન એટલે ડબલ્યુએચઓનાં સ્ટાન્ડર્ડ ધારા ધોરણ મુજબ ચાલતું હોય છે ગુજરાતની અંદર મુખ્ય સોસાયટીઓ જેવી કે ગુજરાત કેન્સર રિસર્ચ સોસાયટી આ સિવાય મોટી હોસ્પિટલ જેવી કે ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જેવી સંસ્થાઓ કાર્યરત છે કે જે સારવારની ગુણવત્તા ને ઉપલબ્ધતાને હાજર કરે છે અને જેથી દરેક વ્યક્તિ સારવારનો સારી રીતિ લાભ લઈ શકે છે